ટિકિટ સ્ટાફમાંથી બોલો છો મારુ નામ રણજીત ભીલ છે અને અમારે મૂવી જોવા માટે ત્રણ ટિકિટ બૂક કરાવાની છે ફાસ્ટટેક્સ મૂવી માટે અમારે ત્રણ ટિકિટ બૂક કરાવાની છે ઓકે ઓકે પર પર્સન માટે મતલબ એક પર્સન માટે કેટલી થશે ઓકે તો ત્રણ ટિકિટ બૂક કરાવાની છે એટલે કેટલા રૂપિયા થશે અમારે દસ જાન્યુ જાન્યુઆર માટે ટિકિટ બૂક કરાવાની છે અમારે નાઇટના શો માં રાખી દેજો નાઇટનો સમય શું છે જનરલ સીટર રાખી દે જો ઓકે તો નવ વાગેનો શો શો રાખી દેજો હું અત્યારે ઓનલાઇન પેમેન્ટ જ કરીશ

ઓકે કશો વાંધો નય અમે દસ જાન્યુઆરી આવી જશું તે અત્યારે બુક કરી નાખી દેજો એને તો અત્યારે ઓનલાઇન ટિકિટ નય થાય ઓકે કશો વાંધો નય અમે દસ જાન્યુઆરી ટિકિટ અમે ત્યાં લઈ લઈશું અને પેમેન્ટ પણ થઈ જશે ઓકે સારું